ઘરના રસોડામાં તમામ પ્રકારની રસોઈઓ બનાવાનું પસંદ છે મને રોજ બરોજની જીવનશૈલીમાં સવારનો નાસ્તો બપોરનું જમવાનું રાતનું જમવાનું રજાઓના દિવસોમાં વધારા માનું કામ બધું મારે જ મતલબ હું સંભાળી લઉ છું મમ્મીને એટલો બધો લોડ નથી આવતો

આઠ સભ્યો છે તો દરેકને કોઈપણ નાના મોટા પ્રસંગો ઉજવવા માટે બહાર જમવાનું પસંદ કરીએ છીએ ફેમેલીના બધા મેમ્બર્સ એકસાથે જઈએ છીએ વધારે પડતું રાત્રિનું ભોજન બહાર કરવાનું વધારે પસંદ આવે છે પણ કોઈકવાર એવું થાય તો ઘરે ઘરે બહારથી મંગાવી લઈએ અથવા તો ફેમેલી સાથે બહાર જઈને જમવાનું પસંદ રાખીએ છીએ એમ મારા નજીકનું શહેર જુનાગઢ ઘણા બધા પ્રકારના જંક ફૂડના સ્ટોલ હોય છે ઘણા બધા પ્રકારની લારીઓ વાળા હોય છે ઘણા પ્રકારના રેસ્ટોરન્ટ હોય છે કેફે હોય છે આ બધા જ પ્રકારના રેસ્ટોરેન્ટ કેફે માં જઈને ત્યાંનું જંક ફૂડ તે બધે પસંદ પહેલા નંબર પર આવે છે અને તેની સાથે સાથે સ્વાસ્થ્ય માટેનું ધ્યાન અને જાળવણી પણ પહેલા નંબરે મતલબ મોખરે રાખવાની આવે છે તો એમાં પણ વધારે પડતું ધ્યાન આપવામાં આવે છે પરંતુ કોઈપણ નાનો એવો પ્રસંગ છે કોઈપણ ઉજવણી છે જન્મ દિવસનું સેલિબ્રેશન છે એનિવર્સરી છે કોઈપણ સક્સેસ મેળવી છે કોઈપણ એવોર્ડ વિનિગ શો છે એ બધા જ પ્રકારની આવી નાની નાની વાતોમાં પણ બહાર જઈને જમવાનું પસંદ પડી આવે છે એમ પોતાના મારા પરિવારના બધા જ લોકો નાના ભાઈ બહેન મમ્મી પપ્પા સાથે જઈને બહાર વધારે પડતું રાત્રીના ભોજનનું રાખીએ છીએ અમે કે વાતાવરણ શાંત હોયને મજા આવે મતલબ એમ અને બીજી બીજી વસ્તુ એમ કહીએ તોકે જુનાગઢમાં ઘણા બધા એવા કેફે છે ટી પોસ્ટ છે પછી અનલિમિટેડ છે જોકર છે જોકરના ઢોંસા મારા ફેવરેટ છે મને બહારના બહારનું કોઈપણ વસ્તુ ખાવા પીવાની હોય તો ગુજરાતી થાળી છે પંજાબી છે ચાઇનીઝ છે આ બધી જ વસ્તુઓ વધારે પડતી પસંદ છે આવે છે તેમાં સાઉથ ઇંડિયન ફૂડ પંજાબી મસાલા અને ઢોંસા મારા ફેવરેટ છે હું કોઈપણ નાનું મોટું સેલિબ્રેશન હોય તો મારા પરિવાર સાથે બહાર જાવાનું પસંદ કરું છું કોઈવાર જરૂરી કામથી બહાર જવાનું થાય મોટા શહેરોમાં જવાનું થાય તો ત્યારે પણ બપોરના લંચનું જંક ફૂડ આવી જાય છે જોકે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે પરંતુ અત્યારની જનરેશનને એ જ વધારે પડતું ગમે છે મતલબ તો વધારે હું જુનાગઢમાં એવી ઘણી જગ્યા છે કે જ્યાં હું ઘણી વાર ગઈ છું મારા પરિવાર સાથે પછી કોઈ સવારના નાસ્તાનું તો કોઈવાર એવું નથી આવ્યું કે ભાઈ ચલો આપણે બહાર ટી પોસ્ટ છે હા ટી પોસ્ટની ચા કોફી છે પછી સાદા એવા બટેકા પૌઆ છે એ બધા મતલબ મનપસંદ વસ્તુમાં પ્રથમ સ્થાન ઉપર આવે છે પછી બીજી લંચનું છે તો ગુજરાતી થાળી આવે છે રાજસ્થાની આવે છે બાહુબલી થાળી હોય છે પટેલ રેસ્ટોરન્ટમાં આ બધું જોવાનું આ બધી જગ્યાએ જમવાનું મને વધારે પડતું પસંદ છે પછી મારા પરિવાર મારા પરિવારમાં બધાના બધા લોકોને અલગ અલગ સ્વાદ છે મને સાઉથ ઇંડિયન ભાવે છે મારા ભાઈને ચાઇનીઝ ભાવે છે મારા મમ્મી પપ્પા વધારે પડતું

સસ્તી બી મળે સારી બી મળે અને વધારના મતલબ જે મનપસંદ વસ્તુઓ ખાવી છે બધાને જે મનપસંદ વસ્તુઓ જોઈએ છે એ બધાને મળી આવે છે મારા ભાઇનો ફેવરેટ છે ચાઈનીઝ જેમાં મન્ચુરિયન છે ચાઉમિન છે હાકા નુડલ્સ છે એ બધું એને વધારે પડતું સ્પાઈસી છે આ બધું ખાવાનું એ વધારે પસંદ કરે છે જ્યારે એની સામે જ મને સાઉથ ઈંડિયન તોકે ઢોંસા છે ઇડલી છે સાંભર છે વળા છે ઉત્તપમ છે આ બધાને હું પહેલી પ્રાયોરિટી આપું છું તો આ બધી જ બાબતોમાં આ બધાના મંતવ્ય અને બધાનો ટેસ્ટ અલગ અલગ પડી જાય છે જ્યારે અમે બાર જમવા જાઈએ છીએ ત્યારે મારા પપ્પા સ્પેસિયલ આવી રીતની કોઈ બહારની વસ્તુ ખાવાનું પસંદ નથી કરતાં અને જેમાં ગુજરાતી થાળી આવી જાય ગુજરાતી પૌસ્ટીક આહાર આવી જાય તેવી રીતનું મારા પપ્પા પ્રિફર કરે છે આવી બધી બાબતોનું ધ્યાન રાખતા રાખતા આપણે આપણા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું છે એના કારણે કોઈક વાર અમે ઘરે પણ બનાવીએ છીએ દર વખતે બહાર જમવાનું પસંદ નથી કરતાં કોઈક વાર મન થાય તો બાર મતલબ બહાર બધી વસ્તુ મળે એ અમે ઘરે બનાવાનું રાખીએ છીએ જેમાં મને રસોડામાં હું મારા રીતના ઢોંસા બનાવી લઉં છું મારા મમ્મી ગુજરાતી બધી જ વાનગીઓ બનાવી લે છે સરળ રીતના અને બધી જ સ્વાદિષ્ટ બનાવે છે મારા પરિવારના બધા જ લોકો એકસાથે જાઈએ તો મઝા આવે છે હું અત્યાર સુધીમાં મારું યુનિવર્સિટી કેમ્પસથી થોડે દૂર જ એક સ્ટોલ આવેલો છે ટી પોસ્ટ હું મારા સહભાગી મારા મિત્રો સાથે મારા ફ્રેન્ડ સર્કલ સાથે મારે જ્યારે લેકચર ના હોય ત્યારે હું ત્યાં જ ગયેલી છું ટી પોસ્ટની કોફી મારી ફેવરેટ છે અત્યાર સુધીની ત્યાં મળેલો સૂકો નાસ્તો બી બહુ જ સારો આવે છે અને જ્યારે બપોરે જમવાનું થાય તો પાઉંભાજી આવે છે પછી પાણી પૂરી હોય છે આ બધી જ વસ્તુઓનો વધારે પડતો ખાવાનું અમે રાખીએ છીએ આ બધી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે આમતો હાનિકારક કોઈક વધુ પડતો ઉપયોગ આનો મતલબ સેહત માટે સારું નથી હોતો પરંતુ કોઈક વાર ખાઈ લેવાથી કોઈ વાંધો નથી આવતો એટલા માટે હું જ્યારે બી કોલેજે જાઉ છું મારી યુનિવર્સિટીએ જાઉ છું ત્યારે ઘરેથી નાસ્તો નથી લઈ જાતિ અને બહાર જમવાનું વધારે પડતું પસંદ કરું છું અથવા તો બહાર જો કોઈ વસ્તુ ખાવી છે મતલબ બહાર કોઈ વસ્તુ નથી ખવાય એમ તો હું ઘરે બનાવાનું પ્રિફર વધારે કરું છું